ગુજરાતી ભાષા એક એવી વસ્તુ છે કે જે બોલવામાં બહું સારી લાગે બહું મજા આવે એની વિશેષતાઓ એવી છે કે આપણે કોઈ પણ તરીકે આપણે વાત કરી શકીએ જેમાં જેમ કે બાર ગાઉએ બોલી બદલાય ગુજરાતી ભાષા જ એવી છે કે જેના અર્થના અનર્થ પણ થઈ શકે તમે એને કાંઈક કહેવા માંગતા હોય અને સામે વાળાને કાંઈક બીજું સમજાય હકીકતમાં ગુજરાતી ભાષા એવી મીઠી બોલી છે કે જે સામેવાળાને કે કોઈ પણ હોય એને બહું મીઠી જ લાગે આપણી ભાષાથી આપણા ગુજરાતીઓ દેશ દેશાંતર જઈને વસ્યા છે આપણી મીઠી ભાષાથી બહું એ લોકો આગળ વધ્યા છે કે એમના ધંધા રોજગારમાં બહું પ્રગતિ કરી છે અને ગુજરાતી ભાષા બોલવા માટે બહું રસપ્રદ છે કે જેઓ એની કવિતાઓ એના ભજનો એના ગીતો એના લોકગીતો એની નાટકો એની હાસ્યશૈલીઓ કે જેમાં આપણે જે હાસ્ય કલાકારો ગુજરાતી ભાષામાં જે વાત કરે જે ગુજરાતી ભાષામાં આપણને અલગ અલગ રીતે બોલી અને આપણને હસાવે એટલે ગુજરાતી ભાષા જ એક એવી મીઠી અને રસપ્રદ લાગે એવી ગુજરાતી આપણી ભાષા છે જેને સારી રીતે આપણે બોલી શકીએ છીએ એને જેમ જેમ ઈલાકો બદલાતો જાય તેમ તેમ એ ભાષાઓનું પણ જુદી જુદી રીતે એની બોલીમાં આવે છે બોલવામાં